હા મારી સ્વિગીમાં વાત થઈ રહી છે હં હં ઓકે તો મેં જે ઓડર આપેલો હતો હં વેજ લોલીપોપ માટેનો બટ નોનવેજ મોકલ્યું છે હા એક તો ડિસ્કાઉન્ટ હોતું નથી તમારી વેબસાઇટ પર અને તમે આવું હું વેજીટેરિયન છું અને તમે આટલું મોટી ભૂલ જે તમારી થઈ થાય છે આવું તો નહીં થવું જોઈએ ને હા હા ઓકે હા પૂરેપૂરો રિફંડ જોઈએ મને તો હા હં એક તો ઓડર લેટ આવ્યો છે અને બીજી વાત નોનવેજ મોકલ્યું છે તમે હા હં તમારી વાત બરાબર છે હા પણ નાના પૂરેપૂરા પૈસા તો રિફંડ થવા જોઈએ હં દર વખતે હું મગાવું છું પણ આ વખતે તમારે એક તો ઓડર લેટ આવ્યો છે અને ઉપરથી આ નોનવેજ મોકલ્યું છે હા આવું તો ના ચલાવી લેવાય

હા જે કંઈ પણ હોય તમારે

હા હા હા જે કોઈ ડિલેવરી બોય હોય તેને ફટાફટ મોકલો અને મને મારા પૈસા રિફંડ જોઈએ અથવા તો મને જે કંઇ ઓર્ડર કરેલો છે તે ટૂંક સમયમાં પહોંચાડો

હા એજ ને રિફંડ તો પૂરેપૂરો થવો જોઈએ હા કારણ કે દર વખતે આવું તો નહીં ચલાવી લેવામાં આવે હા હા બરાબર

હં હં હં હા હા જેમ બને તેમ તમે ઝડપથી જે કંઈ ડિલેવરી કંઈ ઝડપથી મોકલજો પહેલાં દર વખતની જેમ લેટ નહીં થવું જોઈએ હા હા હા બરાબર બર હા એટલે વેજ માટેનો ઓડર કરેલો હતો વેજ લોલીપોપ પણ તમે નોન નોનવેજ મોકલી દીધું છે ઓકે હં

હા એટલે જે કંઈ એ તમારે તમારી સંસ્થામાં જોવાનું બટ ઓડર હા હા હા એટલે મને પૂરેપૂરો રિફંડ જોઈએ છે અથવા તો જે કંઈ ઓડર કરેલ હોય તે ટૂંક સમયમાં પહોંચાડી દો એટલું જ મારું કહેવાનું છે હા ઓકે ચાલો દસ મિનિટમાં આવી જવું જોઈએ હા